કોવિડ નાઇન્ટીન મહામારીની તો શું વાત કરું કોવિડ નાઇન્ટીન મહામારીએ તો આખી દુનિયાને હલાવી નાખી છે કોવિડ નાઇન્ટીન વખતે જાણે મુસાફરી અને પ્રવાસનને તો એક નજર લાગી ગયેલી હતી લોકો ઘરની બહાર તો શું લોકો ઘરની બહાર જ જવાનું નામ નહોતા દેતાં એટલું બી નહોતા જતાં તો મુસાફરી તો ક્યાં કરવાની વાત જ આવી એટલા બધા ગભરાઈ ગયેલા લોકો અને દરેક જગ્યાએ કેટલી બધી જાતનાં પ્રીકોશન્સ લઈને લોકો બહાર જવાનું પ્રિફર કરતાં હતાં તો કોવિડ નાઇન્ટીન વખતે વાત કરીએ તો મુસાફરી અને પ્રવાસનનો તો બહુ જ ખરાબ ટાઈમ ચાલતો હતો પણ જેમ જેમ કોવિડ નાઇન્ટીનમાંથી લોકો બહાર આવવા માંડયા અને જીંદગીને સમજવા માંડ્યા ત્યારે લોકોને એમ થયું કે ફરી આવી મહામારી આવે એની પહેલાં આપણે જીંદગી જીવી લઈએ અને માણી લઈએ અને કુદરતના ખોળે જઈને જિંદગી વિતાવી દઈએ એની સાથે સાથે પણ લોકોએ મુસાફરી અને પ્રવાસ કરવાનું ચાલું કરી દીધું અગર બે કે ત્રણ દિવસની ઓફિસમાંથી છુટ્ટી મળી છે તો ચાલો કશે કુદરતના ખોળે જઈને આપણે કામ કરીએ અને જે ઑફિસિસ વાળા હતા એમને પણ કોવિડ નાઇન્ટીનનાં લીધે દરેકને વર્ક ફ્રોમ હોમની સુવિધા પૂરી પાડી છે તો પછી આજના તો જનરેશનને તો એકદમ એમ જ થઈ ગયું છે કે આપણે કેમ બહાર જઈને અલગ અલગ જગ્યાએ જઈને આ ઓપર્ચ્યુનિટીને માણીએ નહીં અને બહારથી કામ કરીએ કુદરતના ખોળે બેસીને આપણી હેલ્થને પણ સુધારીએ અને કામને પણ સુધારીએ હવે આફ્ટર કોવિડ નાઇન્ટીન બહુ બધી જગ્યાએ લોકો વિદેશમાં પણ મુસાફરી કરતા થયા છે અને દેશમાં પણ એટલી બધી કરતા થઇ ગયા છે અને દરેક જગ્યા માણીને દરેક પ્રિકોશન સાથે અને પોતાના ફેમિલી સાથે બી રહીને એ લોકો મુસાફરી કરીને જિંદગી જીવતા થઈ ગયા છે